હેલો મેડમ મારે જીઓ સીમ કાર્ડમાં નેટવર્કની સમસ્યા આવી રહી છે

જી મેડમ આ જ નંબરમાં સમસ્યા આવે છે મારું ઇન્ટરનેટ નથી ચાલી રહ્યું આ નંબર ઉપર કોલિંગ તો થાય છે

જી ઇન્ટરનેટ સર્વિસમાં પ્રોબ્લેમ આવી રહી છે જી મેડમ બોલો જી કરી દીધું જી કરી દીધું બંધ હતું જી જી મેડમ હવે આવે છે

અચ્છા એટલે જે તમે મોકલો છો એ મારે સેટિંગ જોઈને બધી ફોનમાં સેટિંગ કરવાનું છે જી જી જી ઠીક છે મેડમ એ કરી લઉં નહીં નહીં મેડમ થેન્ક્યુ ધન્યવાદ જી જી થેન્ક્યુ